મેં આજે તમારા ભોજનાલય પરથી પૂરું ભાણું મંગાવ્યું હતું અને એ ભાણામાં મને જે આપવા આવ્યા એ એ વ્યક્તિને પહોંચવામાં પૂરી એક કલાકનું મોડું થયું હતું આ છતાં મેં એમને પ્રેમથી કીધું કે આટલું મોડું કેમ થયું તો તે મારી ઉપર જ સ ગેર ભાષાનો પ્રયોગ કરી ગુસ્સો કરવા લાગ્યા અને અને મા પાછો ઓર્ડર લઈ જવાની પણ ધમકી આપવા લાગ્યા તો આ ગેરવર્તણૂકની નોંધ લેવી અને આગળથી ગ્રાહકો સાથે આવું ન બને તેવું કરવું નહીંતર તમારા ગ્રાહકો વર્ગ ઓછો થવાની સંભાવના છે એવું હું કહેવા માંગુ છું